હેલો મેમ હાવ આયુ હા મેમ બોલોને શું સેવા આપી શકું જી મેમ તમારે આમ થીમ કઈ છે એ એના મુજબ

હ હ બરોબર છે તો મેમ તમારું બજેટ શું છે તો એ પ્રમાણે આપળે પ્લેસીસ નક્કી કરી શકીએ હ હા હા તો આપળે ટ્રેડિશનલ ફોટોસ ક્લિક કરવા છેકે વેસ્ટર્નસ કે વેસ્ટર્નજ જોઈ છે બરોબર તો બીચેસ ચાલેને ઓકે હાતો તમારા બજેટમાં આપળે અઇયાં નજીકમાં તો દીવ જઈ શકીએ ગોવા જઈ શકીએ ગિરનાર જઈ શકીએ પાવાગઢને આ બધી જગ્યાએ જઈ શકીએ અને કોસટયુમનું શું છે બેન તમારી પાસે છેકે હા તો તો વાંધો નઇ હા નઇ તો શું અઇયાથી અરેન્જ કરવું પળે અને તેની ફિસ અલગ હોય તો મારે એમાં બધુ હા હા હા બેન એ થઈ જશે એ અમારી સાથે થશે બેન સારું સારું અને ડેટ શું છે તમારે હા સારું બે ચાર તારીખો રાખજો તો શું મારે બીજા કંઇ કામ હોય તો હું એ પ્રમાણે વ્યવસ્થા કરી શકું હા હા અરે પાકું પાકું બેન નેક્સ્ટ વીકમાં પાકું ઓકે સારું